ફિટ કર છેલ્લે એક બે પાટા ઉકેલીને ફિટ કર થોડુંક આમ પેલેથી જ હાલો હાં નમસ્તે નમસ્તે બોલો હાં હાં બસ મજામાં મજામાં બોલો

અને તમારે કેટલી સિરિઝો લગાવવાની છે અને કેવી રીતે લગાવવાની

હાં હાં

હાં બરાબર બરાબર હાં હાં એમાં સીરિઝ છે અને રંગબેરંગી લાઈતોને છે ને ફલદ છે બધુ છે તો તમે મને કયું કયું ડેકોરેશનમાં શું શું લગાવવુ છે સારું સારું વાંધો નઇ સારું સારું ને તમારું બજેટ કેટલું છે અને કયા કઈ સોસાયટીમાં આવાનું છે બહગ ઓકે ઓકે સા સારું સારું જોઇયેલું છે થઈ જશે હવે સારું સારું અને ક્યારે આવું અહં સારું સારું સારું પંદર વીસ હજારની આજુબાજુ થશે